હલો મુકેશભાઈ ઓલા ડ્રાઇવર હા મુકેશભાઈ અમારે અમારાં બા સાથે અમે ચાર માણસ છીએ અને અમારે અમદાવાદ જવાનું છે તો તમે અમને પંદર તારીખે સવારે દસ વાગે અમદાવાદ જીવરાજ જવાનું છે તો લઈ જશો હા અને તમારો ઉબેરનો ભાવ શું છે એ પણ જરા કહેજો ના ના હા સાત રૂપિયે તો તમારે કરી આપવું પડે કારણ કે અમે કાયમ એવી રીતે જ જઈએ છીએ તમારી જોડે જ અમે બૂક કરાવીએ છે એટલે અમે તમારી જોડે જ જઈશું અને હવે બાને જરા સાચવીને લઈ જવાનું છે એટલે આપણે રૂટ એવો પસંદ કરવો પડે કે બહું ઊબડ ખાબડ ન હોય અને શાંતિથી એ જઈ શકે કારણ કે એમને કમરનો થોડો પ્રોબ્લેમ થયો છે એટલાં માટે એમને થોડું સેફલી પહોંચાડવાનું છે બરાબર હા અને અમે અહિયાં નડિયાદ ગાયત્રીનગરમાં રહીએ છે ઘર તો તમે જોયું જ છે ને હા વાણિયાવાડ એરિયા હા થેંક યુ તો તમે નક્કી કરેલા ટાઈમે આવી જજો હં હા હા